પી એમ કેવીવાય માટે થઈને મારે કોલ કરવો છે હું કોને કરું હા મારો એક મિત્ર છે એને હું કોલ કરી જોઉં

જેનિલ જેનિલ મારે પી એમ કે વી વાયનાં પ્રમાણપત્ર માટે અરજી કરવી છે તો હું કઈ રીતે કરું મને ખબર નથી કે મારે મારા નોકરીની અંદર જે સંભાવનાઓ છે એની અંદર મારે સુધારણા વધારા થશે કે નહીં પણ એના માટે થઈને મારે આ અરજી કરવી છે તો અરજી કરવા થઈને મારે કોઈ શું જરૂરી દસ્તાવેજો મારે કંઈ આપવા પડે અથવા મારી કોઈ લાયકાત એવી બતાવવી પડે એ આગળ મારે કામ કેવી રીતે કરવું એના માટે મને જેનિલ પ્લીસ સહાયતા કરજે મારે રેગ્યુલર કામ કરવું છે મારે મારા બાયો ડેટા મારા રેઝયુમની અંદર મારે આ એક વધારાની વસ્તુ એડ કરવી છે એટલે એમ કે વી વાય પ્રમાણ પત્ર જે છે એના માટે થઈને મારે અરજી કરવા માટે થઈને મારે જરૂરી દસ્તાવેજો કે મારે કયાંક કોઈક જગ્યા ઉપર જઈને મારે એના માટે થઈને કોઈ મારે ઇન્ટરવ્યૂ આપવો પડે મારે કોઈ સવાલ જવાબ કરવા પડે એવું કશું મારે કરવું પડતું હશે જેનિલ મારે એ વસ્તુ પણ જાણવી છે કે એના માટે થઈને મારે કયા ઓફિસે જવાનું કારણ કે જે તે સમયે મેં મારા એક બીજા મિત્રને વાત કરી હતી ત્યારે એમણે મને કહ્યું હતું કે આ વિશે મને કોઈ જાણકારી નથી એટલે મને થયું કે આજે છેવટે અંતે હું મારા મિત્ર પાસે હું આ બાબતે સલાહ લેવા જાઉં તો જેનિલ આ બાબતે તારું શું કહેવું છે કારણ કે મારી એક બીજી મિત્ર જે છે નિધિ એને મેં વાત કરી તો એ તો સંપૂર્ણપણે અભણ નીકળી એણે મને એવું કહ્યું કે મને આ બાબતે કોઈ જાણકારી જ નથી પણ એણે મને એવું કહ્યું કે તમે જેનિલને કહેશો ને તો જેનિલ તમને જાણકારી આપશે તો આ એમ કે વી વાય કરીને જે આ પ્રમાણ પત્ર છે મારે મારા રીઝયુમની અંદર એડ કરાવું છે જેનાથી હું વધારે પડતી સારી એવી નોકરી કરી શકું વધારે પૈસા મેળવી શકું તો એના માટે થઈને હું ઈચ્છું છું કે જેનિલ તું મને મદદ કરે મારે જે તે વ્યક્તિઓ સાથે વાત કરવાથી મને એવું લાગે છે કે મને એનું નિરાકરણ નહીં મળે એના કરતાં તું મને જાણકારી આપીશ તો વધારે થશે તો મને એટલું કહી શકીશ કે મારે આના માટે થઈને કયા કયા પ્રકારનાં કાર્યો કરવા પડશે